ટૅક્નોલોજી એ આપણી જાતને વ્યક્ત કરવાની અને આપણા વિચારોને શૅર કરવાની રીતને ઘણી બધી પ્રકારે બદલી રહી છે જેવી રીતે આપણે વિચારી રહ્યા હતા કે ભવિષ્યમાં આવા પ્રકારની વસ્તુઓ હોઇ શકશે કે નહીં હોઇ શકે એ ટેક્નોલૉજી દ્વારા શક્ય બન્યું છે આપણા જે વિચારો છે આપણી જે કાલ્પન કાલ્પનિકતાઓ છે કલ્પના શક્તિ છે એમાં આપણે કરેલી કલ્પના અને આપણે વિચારેલી કોઈપણ વસ્તુ કે કોઈપણ સાધન ઉપકરણ જે ટૅક્નોલોજીના માધ્યમથી એ ખરેખર અને યોગ્ય રીતે પૂર્ણ થયું છે ટૅક્નોલોજીના કારણે ઘણા બધી ક્ષેત્રમાં વિકાસ પામ્યો છે અને ઘણી બધી ટૅક્નોલોજીના કારણે ઘણા બધા પ્રકારના લોકોને અ ફાયદાઓ પણ થયા છે આપણા વિચાર શેર કરવા માટે પણ ટૅક્નોલોજી ઘણી બધી રીતે ઉપયોગી છે જો કોઈને કોઈ વિચાર આવે તો તે તેને સોશિયલ મીડિયા ઉપર આરામથી શૅર કરી શકે છે અને તે તેના વિચારનું દરેક લોકો ઉપયોગ કરી અને તેને યોગ્ય જગ્યાએ એમના વિચારોની રજૂઆત કરી અને એ વિચારોમાંથી કોઈ અવનવા સંશોધનોનું ઉત્પાદન કરી શકે છે એવી જ રીતે ટૅક્નોલોજીએ ઘણા બધા પ્રકારનાં માધ્યમોમાં અ બદલાવ લાવ્યો છે અને ઘણા બધા પ્રકારનાં માધ્યમોમાં ફેરફાર લાવ્યા છે તેથી ટૅકનોલોજીનું મહત્ત્વ આપણાં જીવનમાં ઘણું બધુ અનોખું અને મોખરે સ્થાને છીએ આ ટૅક્નોલોજી આવવાના કારણે વિચારની વિચારસરણી માનવીની વિચારસરણી કલ્પના શક્તિ તથા તેમની હા ધ્યેય પ્રાપ્તિ વગેરે જેવાં લક્ષ્યોમાં ખૂબ જ સફળતા રીતે પ્રાપ્તિ અને સિદ્ધિ મેળવી છે